નેતામાં તો વલ્લભ ભાઈ પટેલ લોખંડી પુરુષ મોહનચંદ કરમચંદ ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી પછી અબ્દુલ ગફાર ખાન પછી વીર સાવરકર